ગુજરાતમાં ઉજવાતો સૌથી મોટો તેહવાર એટલે કે પતંગોત્સવ જે ચૌદ જાન્યુઆરીએ આવે છે અમદાવાદમાં લોકો બહાર બહારથી વિદેશથી માટે જોવા આવે છે અને કાઈટ ઉત્સવમાં ભાગ લે છે તેમાં બહારથી પ્રવાસીઓ બધા આવે છે અને પતંગનું મોજ માણે છે તેમા બધાય પતંગો ચગાવે છે અને એક બીજાના પેચ કાપે છે અને બધાય મોજ શોખથી ચિક્કી દાળિયા લાડુ સંભારો શેરડી અને બધું ઊંધિયું જેવી વસ્તુ બધાંય લાવીને જમે છે અને આનંદ માણે છે અમદાવાદનું કાઈટ ઉત્સવ એટલે મજાનો દિવસ કેહવાય છે બધા પ્રવાસીઓ એકદમ મજાથી બધા પતંગ ઉડાવે અને પતંગ દિવસે પૂરા થતાં રાતે બલૂન ગુબ્બારા ઉડાડે છે અને જે પ્રજ્વલિત આકાશ થાય છે એ તમે જુઓ તો પણ બહુ જ આનંદ લેવા જેવી ગર્વ જેવી વસ્તુ છે અને જે આકાશ લાલછમ થઈ જાય છે એના માટે આપણે શું કહી શકીએ બધા આનંદ માણે છે અને મોજ મજા કરે છે પતંગોત્સવ એ બહુ જ સારી એવી ગુજરાતનો તહેવાર કહેવાય છે